આયોજક સંસ્થામાં ખેલાડીઓ માટે બાઉન્સરની સુવિધા કરવામાં આવી હોય છે કારણ કે તે ક્યાંય આજુબાજુમાં જાય કે તેમને સૌથી વધારે હેરાન તેમના દર્શકો જ કરે છે હા કેમ કે તેમના દર્શકો તેમને ખૂબ લાગણી હોય છે તેથી હા ના તે માટે એમને બાઉન્સર મૂકવામાં આવે છે જેથી તેમને કોઈ ઈજા ના થાય ઈજાગ્રસ્ત ના થાય જાય અને એવી કોઈ જગ્યા હોય તો અને ઈજા થાય જાય તો ત્યાંથી તેમને બાઉન્સર તે બાર નિકાળી શકે છે અને ત્યાં પોલીસનો પણ બીજો બંદોબસ્ત કરવામાં આવે છે જે કાનૂની કાર્યવાહી કોઈ દર્શકો પર કરી શકે